મેડમ તમે એડ્રૈસ જે આપ્યું છે ત્યાંથી વારંવાર બે વાર રાઉન્ડ મારી ગયો છું પણ તમે દેખાતાં જ નથી હા તો મેડમ હુ ત્યાંથી બે વાર આવી ગયો પણ તમે દેખાતાં નથી તો શું કરવાનું તમે કોઈ પ્રોપર લોકેસન આપો કે જેનાથી મને ખબર પડે કારણ કે હું અહીં નવો છું તો પણ હું મેડમ ત્યાં એક વાર આવી ગયો છું પછી તમે મને પાછા વારંવાર તમે મને ઘુમાવ ઘુમાવ કરો છો એના કરતાં મને સરખું લોકેસન આપો તો મને સમજ પડે મેડમ હું અત્યારે વેસુ ચોકડી પાસે ઊભો છું મેડમ પછી તમે અહીં આવશો ત્યારે તમે કઈ રીતે આવશો ચાલી ન આવશો તો મને પણ અહી ટાઇમ લાગશે પછી મારે બીજી રાઈડ કરવાની હોય કે નહીં મેડમ મેડમ હું હવે એક જ વાર આવીશ નહીં તો હું પછી રાઈડ કેન્સલ કરી દઇશ આવી રીતના વારંવાર ઘુમાવ ઘુમાવ કરશો તો મને પણ પછી નુકસાન થાય એમાં ઠીક છે મેડમ હું આ લાસ્ટ વાર આવું છું બરાબર છે સારું તો તમે ત્યાં જ ઊભા રહેજો ને રસ્તા પર ઊભા રહેજો એટલે મને તમે દેખાવ ઠીક છે વાંધો નહીં તો હું મેડમ આવું છુ ઓકે થૅન્ક યુ